ગુજરાતમાં વાહન વ્યવહારના પરંપરાગત માધ્યમોને જોઈએ તો પહેલાંના સમયમાં લગભગ બળદગાડા ઘોડાગાડી ઘોડો વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા એ પછી માલ હેરફેર માટે ગધેડા છે ઘોડા છે ખચ્ચર છે જેવા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા જ્યારે અત્યારના સમયમાં રિક્ષા છે બસ છે સાઇકલ સ્કૂટર બાઇક ફોર વ્હીલર ટ્રેન કે વિમાન જેવા વાહનોમાં આપણે આવીએ જઈએ છીએ પહેલાંના સમયમાં આ બધા જ વાહનો લગભગ પેટ્રોલ ડિઝલથી ચાલતા હતા હવે આવું ધ્યાનમાં રાખીએ તો લગભગ વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થાય છે અને નવી વિચારસરણી પ્રમાણે ડિજિટલ ઇન્ડિયાને ધ્યાનમાં રાખી અને હવે આપણે આ બધા જ વાહનોમાં ઘણા બધા ફેરફારો આવી ગયા છે સાઇકલ છે સ્કૂટર છે બસ છે ટ્રેન છે આ બધું જ હવે લગભગ ઇલેક્ટ્રિક બની ગયું છે ને ઇલેક્ટ્રિક દ્વારા હવે આ બધા જ વાહનો ચાલે છે જેનાથી વાતાવરણને પ્રદૂષિત થતું બચાવી શકાય છે વાતાવરણની અંદર શુદ્ધ હવા મેળવી શકાય છે વગેરે અને ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો પહેલાંના સમયમાં ટ્રક છે આઇસર છે લેલન છે એના દ્વારા મોટે ભાગે ટ્રાન્સપોર્ટેશન થતું હતું પણ હવેના સમયમાં દરિયાઈ માર્ગ મળી જતાં લગભગ એવું નથી થતું કે સમય વધારે લાગે ટ્રાન્સ્પોર્ટેશનમાં કે ટ્રાન્સપોર્ટેશન માટે વધારે ખર્ચ થાય હવે ઓછા ઓછા ખર્ચે લગભગ વધારે સમયમાં વધારે માલ લાવી પણ શકાય છે અને મોકલી પણ શકાય છે એટલે કે આયાત અને નિકાસ કરી શકાય છે દરિયાઈ માર્ગ દ્વારા જહાજો દ્વારા માલ સામાનની હેર ફેર બહુ સહેલી રીતે કરી શકાય છે એટલે ગુજરાતમાં વાહન વ્યવહાર પહેલાંના સમયમાં ખૂબ જ નાનો હતો એવું કહીએ તો ચાલે કે ઓછા સાધનો દ્વારા વધારે જગ્યાએ ફરતા હતા અને હવે ટ્રાન્સપોર્ટેશનના સાધનો વધી ગયા છે મુસાફરી કરવા માટેના સાધનો વધી ગયા છે તો વધારે સાધનની સુવિધા આવતાં મુસાફરી સરળ અને સહેલી બની રહી છે